ગુડ આફ્ટરનુન આરતીબેન બોલું નીલકંઠ સાબ મેરેકો તિથલ ઘૂમના તીથલમાં ફરવું છે તો ત્યાં મતલબ કઈ કઈ જગ્યા વલસાડમાં ફરવું છે તો કઈ જગ્યા મને સારું પ્રદર્શન જોવા મળશે બંને કરવા છે

બીજી ત્યાંનું ભાડું કેટલું થશે અને બીજું શું છે વલસાડમાં જોવા માટે હં અચ્છા સારું અમારે ગાડી જોઇએ તો શું કરવાનું અમને અમે પાંચ જણાં છીએ અમે કઈ જોયું નથી તો અમને ગાડી ક્યાંથી લેવાની અને ટાઈમ અમને કેટલો લાગશે એ બધુ મને જણાવો જરાક સારું અને અમને કેટલા કલાક થશે આ બાજુ એમ ફરતા અને ખાવા માટે કઈ હોટલ સારી એવું છે અમને રિઝનેબલ થાય એવું થોડુંક કરી આપજો સારું તો મને જરાક ફોન કરીને જણાવજો ઓકે બાય